ગામડાઓની અંદર ત્વચા અને વાળની સંભાળ રાખવા માટે ઘણા ઉપાયો કરવામાં આવતા હોય છે તેની અંદર ત્વચાની અંદર નિખાર માટે અલગ અલગ કુંવારપાઠા જેવાં આયુર્વેદિક ઉપચારો કરવામાં આવતા હોય છે અ એની અંદર કુંવારપાઠાની અંદર જે પર્ણ આવતું હોય છે તેની અંદર જે લીસો પદાર્થ જે આવતું હોય છે તેને સ્કિન ઉપર લગાવવામાં આવતું હોય છે જેનાં કારણે સ્કિનને અંદર જે ખીલ અને અલગ અલગ ફોડલી જેવું થતું હોય છે તેને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને અલગ અલગ હળદર અને ટર્મરિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી કરીને સ્કિનની સંભાળ રાખી શકાય અને અલગ અલગ ઓ ઓઇલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી કરીને ત્વચાની સુંદરતા લાવવા માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવતા હોય છે જયારે બાલ વાળની અંદર અંદર વાળ માટે શિકાકાઈ એવા અલગ અલગ આયુર્વેદિક ઉપાયો કરવામાં આવતા હોય છે જેના કારણે આપણા બા વાળ કાળા અને લાંબા રહે તેના માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવતા હોય છે જયારે ત્વચાની અંદર ખુબ જ ધ્યાન આપવામાં આવતું હોય છે કારણકે ત્વચા એ સુંદરતાથી જોવા મળતી હોય છે સારી રહેતી હોય છે માટે ત્વચાની અંદર સુંદરતા લાવવા માટે અલગ અલગ પ્રકારની માટી પણ લગાવવામાં આવતી હોય છે હલ્દી પણ લગાવવામાં આવતી હોય છે જેથી કરીને ત્વચા સુંદર અને શુહ સરળ રહે તેના માટે અલગ અલગ ગામડાઓની અંદર અલગ અલગ આયુર્વેદિક ઉપચારો કરવ ઘરગથ્થું ઉપચારો કરવામાં આવતા હોય છે તેના માટે અલગ અલગ પ્રયત્નો પણ લોકો કરતા હોય છે જેમાં કુંવારપાઠું પછી હળદર પછી અલગ અલગ એવાં મિશ્રણો કરીને અને ગોપીચંદનની માટીનું પણ અને મુલતાની માટી એવી અલગ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરીને ત્વચાની અંદર નિખાર લાવવા માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે જેથી કરીને ત્વચા સુંદર અને સરસ દેખાવ માટે પણ લોકો ગામડાઓની અંદર પ્રયત્નો કરતા જોવા મળતા હોય છે અને વાળની અંદર પણ સારી એવી અરડુશી અને લીમડાનાં પાન એવાં આયુર્વેદિક ઔષધિ બનાવીને વાળની સંભાળ લેતા હોય છે માટે ગામડાઓની અંદર શહેરો કરતાં આયુર્વેદિક ઉપચારો વધુ પડતાં કરવામાં આવતા હોય છે માટે શહેરોની અંદર કરતાં ગામડાઓમાં ત્વચા અને વાળની સંભાળ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચારો દ્વારા કરવામાં આવતો હોય છે માટે હું તો કહીશ કે ગામડાઓની અંદર ઔષધિઓ વિપુલ પ્રમાણમાં ઉતપન્ન થતી હોવાથી ત્યાંથી લોકો ફ્રીમાં અને સરળ અને સારું અને ટકાઉ ઈલાજ કરતા હોય છે તેથી શહેરો કરતાં ગામડાઓની અંદર વાળ અને ત્વચાની સંભાળ સારી રીતે રાખવામાં આવતી હોય છે